ગુજરાતમાં પ્રવાસીઓ મુલાકાત લઈ શકે એવા ઘણા આધ્યાત્મિક વેલનેસ રિટ્રીટ કેન્દ્રો છે જેમકે જેમાં આવે છે ઈસા યોગ કેન્દ્ર જે અમદાવાદમાં છે શાંદી મંડપમ શાંતિ મંડપમ જે વડોદરામાં આવેલ છે ધ્યાન મંડલ આશ્રમ જે સાબરમતી પાસે આવેલ છે આર્ટ ઓફ લિવિંગ આશ્રમ છે જે અમદાવાદમાં આવેલ છે અને અહંદ વેલનેસ સેન્ટર એ પણ ગુજરાતમાં આવેલા છે અને આપણે વાત લઈએ તો ઈસા યોગ કેન્દ્રની તો ત્યાં છેને ઈશા ફાઉન્ડેશન માટે ઈશા ફાઉન્ડનસનનું એક કેન્દ્ર છે જે યોગ અને ધ્યાન માટે બહુ જ પ્રખ્યાત છે ત્યાં નિયમિત રૂપે યોગ અને વેલનેસ રિટ્રીટ આયોજિત થાય છે જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે ઘણું જ મદદરૂપ છે બહુ ત્યાં વધારે જ મતલબ કે દરરોજ લોકોને યોગ અને આ આસનો કરાવામાં આવે છે જેનાથી ઘણીબધી ગંભીર બિમારીઓથી ભી શારીરિક બીમારીથી બી અને માનસિક બીમારીથી બી એ લોકોને દૂર કરવામાં આવે છે મતલબ એની બીમારી દૂર કરવામાં આવે છે અને માનસિક સ્વાસ્થ્ય બી સારું બને છે લોકોનું હવે સાંદિ શાંતિ મંડપમ જે છે એ વળોદરામાં આવેલ છે ત્યાં એક ધ્યાન કેન્દ્ર છે જે શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે આપણને ઇ એના માટે જ જાણીતો છે ત્યાં તો અભિન્ન પ્રકારના સત્ર અને યોગના કાર્યક્રમો ઘણા જ બધા થાય છે જેમાં ઘણા જ લોકો લગભગને લગભગ વધારે લોકો મુલાકાત લે છે પછી છે આર્ટ ઓફ લિવિંગ આશ્રમ આર્ટ ઓફ લિવિંગ આશ્રમ મતલબ એમનું કાર્ય તો એટલું બધું છે અને મહાન છે કે જેની કોઈ સીમા જ નથી આર્ટ ઓફ આર્ટ ઓફ લિવિંગ આશ્રમ જે છે એ અમદાવાદમાં આવેલું છે અને ત્યાં શ્રી શ્રી હરિશંકર મહારાજ છે તે એના અનુયાઈઓ બધા ત્યાં એ જગ્યાનું વ્યવસ્થા બધી ત્યાં કરે છે એ લોકોને રોકાવા માટે અને ત્યાં લોકોને ઘણાબધા લોકોને ઘણાબધા આસનો યોગ ધ્યાન બધું જ ત્યાં કરાવામાં આવે છે અને ત્યાં જઈને લોકોને માનસિક શાંતિ ઘણી જ મળે છે પછી છે અહંદ વેલનેસ સેન્ટર જે ગુજરાતમાં છે એ એક બહુ જ પ્રસિદ્ધ વેલનેસ સેન્ટર છે જે પ્રાકૃતિક ચીકીત્સા યોગ અને આયુર્વેદિકના માધ્યમથી શરીર અને મનની બેયની સંભાળ રાખે છે ઓકે હવે જો આપણે જોઈએ તો ભારત દેશ છે એ યોગ અને ધ્યાન માટે ઘણોબધો પ્રસિદ્ધ છે એ જેમકે આપણે લઈએ તો બાબા રામદેવ છે એભી એક લગભગ યોગથી બધા જ યોગ છે એ દૂર કરવાની ઘણીબધી કોશિશ કરે છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થા જે છે એમાં ભી યોગ પર ઘણુંબધું પૂરતું ધ્યાન દેવામાં આવે છે અને લોકો ઘણાબધા લોકો ત્યાં મુલાકાત તે આશ્રમની મુલાકાત લે છે પછી એક વળોદરા પાસે એક આશ્રમ આવે છે જે મા આનંદ મઈનો આશ્રમ છે ત્યાં મા આનંદ મઈ વરસમાં અમુક અમુક સમયે આવે છે અને બધાને યોગ અને ધ્યાનથી ધ્યાન્ત કરવા માટે પ્રેરિત કરે છે ત્યાં ઘણાબધા લોકોને કામ કરવા માટે રાખેલા છે જે લોકો ત્યાં સાફ સફાઈ કરે છે અને એ લોકોને બી ઘણી સારી રીતે સાચવે છે મા આનદ મઈ આશ્રમ તો ઘણો જ મોટો બનાવવામાં આવેલો છે જ્યાં રહેવાની સ રહેવાની જમવાની બહુ સરસ રીતે સગવડતા કરવામાં આવે છે અને જ્યાં ભગવાનનું ભક્તિ બી થાય છે મતલબ કે આધાયમિક રીતે ભી ઘણોબધો કાર્યરત છે અને યોગ અને ધ્યાન એના માટે ભી એ ખૂબ જ પ્રસિદ્ધ છે જ્યાં ઘણા લોકો મતલબ ઘણા લોકો ત્યાં આવે છે અને યોગ કરે છે ધ્યાન કરે છે પછી ભગવાનની સેવા કરે છે અને બધું જ યોગ ઉપર જ ધ્યાન દેવામાં આવે છે